હજુ સુધી મેં ટી વીમાં લોકોને સર્ફ કરતા જોયા છે અને તેમને જોઇને જ મને સર્ફનો ખૂબ જ શોખ અ શોખ થાય છે સર્ફ માટે મુખ્ય તો સર્ફ બોર્ડની જરૂરિયાત હોય છે તેની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે તો હું નથી કહી શકતી કારણ કે હજુ સુધી મેં મારી જિંદગીમાં ક્યારેય સર્ફનો અનુભવ કરેલો નથી પણ મને જ્યારે પણ જિંદગીમાં મોકો મળશે ત્યારે હું સર્ફ જરૂર કરવા માગીશ